આજના સમયમાં જાહેરાત કરીને વધુ લોકોને પહોંચવા માટે અનેક આધુનિક માર્ગો ઉપલબ્ધ છે મુખ્ય રીતે પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ટિકટોક વ્હોટ્સઅપને જાહેરાત કરી શકાય છે જ્યાં તમે ચોક્કસ સમૂહોને ટાર્ગેટ કરી જ શકો છો પછી બીજું છે યુટ્યુબ એપ વિડીયો ફોર્મેટમાં બનાવેલી એપ યુટ્યુબ પર ખૂબ અસરકારક કરી રહી છે ખાસ કરીને જ્યારે ટાર્ગેટ નેટવર્ક સાથે યોગ્ય રીતે સમાવેશ થાય છે ત્રીજું છે ઈમેલ માર્કેટિંગ ઈમેલની મદદથી પ્રોડક્ટ સર્વિસીનગ કે અન્ય માહિતી અંગે લોકો સાથે સિધી રીતે સંપર્ક કરી શકાય છે ચોથુ છે સર્ચ એન્જિન માર્કેટિંગ ગૂગલ અને અન્ય સર્ચ એન્જિન્સ પર પેઇડ એડવર્ટાઈસિંગ દ્વારા તમારા બ્રાન્ડને લોકો સુધી પહોંચાડવા ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે ઇનફલૂએન્સર માર્કેટિંગ જાણીતા ઇનફલૂએન્સર દ્વારા તમારા તેમના ફોલોવર્સ સુધી બ્રાન્ડ અથવા તો પ્રોડક્ટ્સને પહોંચાડવી ખૂબ લોકપ્રિય રીતે બની શકે છે સર્જનાત્મક જાહેરાત મને આમાંથી સૌથી વધી સ્પર્શી ગયેલ એક ટાઈટનની વોચની જાહેરાત હતી જેમાં બ્રાન્ડે એમ બતાવ્યું હતું તો ગિફ્ટ આપવી એ માત્ર ઘડિયાળ આપવું નથી પરંતુ જીવનની ખાસ પળોને માન્યતા આપવા જેવું છે જાહેરાતમાં વારસાગત ઘડિયાળ અને પિતાએ દીકરાને આપેલી સમયની કિંમતને પ્રતિબિંબ કરવા માટે એક ભાવુક વાર્તા બતાવવામાં આવી છે આ એડમાં લાગણી અને કનેક્ટિવિટી ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી જે લોકોના દીલને સ્પર્શે છે આ રીતે ખાસ કરેલા સર્જનાત્મક અને લાગણીજન્ય મૂલ્ય ધરાવતી જાહેરાતોને લોકોને વધુ કોનેક્ટ કરી શકે છે